હા બોલો હા બોલોને હા બરોબર છે અચ્છા અચ્છા ઓકે સાધનો અવેલેબલ નથી એવું તમને એક સ્ટુડન્ટે કહ્યું છે કે બીજા પણ સ્ટુડન્ટની એવી કમ્પ્લેન આવેલી છે

ઓકે ચોક્કસ થેન્કયુ સો મચ તમારા વ્યૂ માટે અને હું તમારી જે વાત છે હું આગળ મંડળમાં અને પ્રિન્સિપાલ સરને રજૂઆત પણ કરીશ અને ચોક્કસથી એનો પોઝિટિવ રિસ્પોન્સ આવે એનું ધ્યાન રાખીશું ઓકે હા

હા હા હા હા હા કઈ વાંધો નહીં તમારે જે પણ રિકવાયરમેન્ટ હોય એ રિકવાયરમેન્ટ તમે કહી દેજો સ્ટુડન્ટને અમને લોકોને લેટર પેડ પર કા લખીને આપી દે દરેક વસ્તુ પ્રોવાઇડ થઈ જશે ચોક્કસથી પ્રોવાઇડ થઈ જશે હા હા ચોક્કસ કઈ વાંધો નથી ચોક્કસ થઈ જશે હા વેલકમ